મને ગાર્ડનિંગનો તો બહુ જ શોખ છે પણ મેં આ ગાર્ડનિંગ કરવાની શરૂઆત કરી બાર કે તેર વર્ષે આ ગાર્ડન મારા ગાર્ડનમાં મને લીલુંછમ અને કલરફૂલ જોવા બહુ જ ગમે છે કારણ કે કલરીંગ કલરવાલા ફૂલ પર પતંગીયાં આવે અને શું મસ્ત અને સુંદર દ્રશ્ય દેખાય છે જે મને બહુ બહુજ ગમે છે મારા ગાર્ડનમાં મેં ફૂલ છોડ શાકભાજી વેલી ગુલાબ જેવી વસ્તુઓ રોપી છે જેમાં જેમાં મને શાકભાજી શાકભાજીનો ઉછેર કરવા માટે હું પહેલા તો બીજને બીજને દુકાનમાંથી લાવી છું અને ત્યારબાદ બીજને સાવચેતી પૂર્વક સાવચેતી પૂર્વક માટ ખોદીને રોપી છે અને બીજ એ આ બી જે છે ને તેમાં પેલા સૌપ્રથમ થોળૂ હાથ એક ડબોમાં થોડો હાથ આડો રાખી અને પાણી રેડીએ તો ડાયરેક પાણી બૂચમાં નઈ જવું જોઈએ નઈ તો બીજ તરત જ વધારે પાણીના લીધે મરી જાય એમ કરીન હું સારી રીતથી બીજને માટીમાં રોપું છું ત્યાર બાદ બીજની બીજને બીજ બીજમાંથી છોડ છોડમાં પરિવર્તન થાય છે ત્યારે હું ધારો કે મેં ટામેટાના બીજ રોપ્યા છે તો ટામેટાંના બીજ માટે હું પહેલા તો માટીમાં રોપીએ રોપી તેના દાટીને પછી પાણી થોડું નાખ્યું અને થોડા દિવસમાં તે છોડમાં પરિવર્તન થયું બીજનું ત્યારબાદ તે બીજે જ તે બીજ તે બીજ પર બીજમાં આજુબાજુ નીંદણ હતું તોતે નીંદણ મેં હાથ વડે દૂર કર્યું આ બીજને સમયસર ઉનાળામાં ત્રણ ટાઈમ પાણી આપવામાં આવે છે સવારે સાંજે અને બપોરે અને શિયાળામાં ફક્ત બે ટાઈમ પાણી આપવામાં આવે છે સવારે અને સાંજે અને ચોમાસામાં પાણી આપવાની જરૂર નથી પડતી એમ ટામેટાંનો ઉછેર કરવામાં આવે છે અને મને ગાર્ડનમાં મારી મારી બાગમાં મારા ઘરમાં મારી મમ્મી પપ્પા ભાઈ અને મને ગાર્ડનમાં કરવાનો શોખ બહુ જ ઘણી છે હું ગાર્ડનમાં ગુલાબ ફૂલ વેલી વગેરેની સારી રીતથી માવજત કરું છું મારા બાગમાં હું પેલા ખાતર માટે છાણિયું ખાતર યુસ કરું છું કારણ કે બીજાં બધાં ખાતર યુસ કરવામાં તો આવે છે પણ તે આપણા શરીર માટે હાનિકારક હોય છે એટલા માટે હું છાણિયું ખાતર યુસ કરું છું મારા ગાર્ડનિંગમાં કોઈ વખત ગાર્ડનિંગમાં ગાર્ડનિંગ કરવા માટે હું મારા મિત્ર મારા ભાઈ બહેન અને કુટુંબમાં કોઈ કુટુંબના સભ્યોને પણ કરવા કહું છું કારણ કે એના લીધે પર્યાવરણ પણ શાંત રહે લીલું રહે અને જેથી વધારેમાં વધારે ઓક્સિજન આપણને મળી રહે અમુક છોડ અમારા ગાર્ડનમાં અમે મેન મેન હેચા તેમાં તુલસી ધાણા એલોવેરા જેવી વસ્તુઓ ખાસ રોપ્યા છે કારણ કે તુલસી તુલસી અને એલોવેરા એ સૌથી વધારે ઓક્સિજન ઉત્પન કરે છે જેથી આપણને ઓક્સિજનનો વધારેમાં વધારે મેળવી શકીએ તેમાં અમે મારા ગાર્ડનમાં ઘરના અમુક વસ્તુ જેમકે બોટલ કેન તેલના ડબ્બા એ જાને તેને કાપીને આકાર આપીને તેના પર પેન્ટ કરીને તેમાં રોપ્યાં છે તે જેથી આજુબાજુનું વાતાવરણ પણ સુંદર રહે અને ચોકસાઇ રહે પછી ગમે ત્યાં મારા ગાર્ડનમાં હું ગમે ત્યાં ગમે ત્યાં નાના છોકરાઓને ફરવા દેતી નથી કારણ કે મારા મારા બાગમાં મારા બાગમાં ગમે તેમ કોઈ છેડખાની કરે એ મને જરા પસંદ નથી ગાર્ડનિંગના ગાર્ડનિંગમાં હું શાકભાજી વાવવાથી મને આર્થિક આર્થિક રીતે પૈસાનો પણ બચત કરી શકાય છે ગાર્ડનિંગમાં ઘરે જે શાકભાજીમાં ઘરે શાકભાજી ઉગાડી છે તેથી શરીરમાં તંદુરસ્તી પણ જળવાઈ રહે અને આપણી આપડને વધારે રોપો નઇ થાય એમ કરીને હું ગાર્ડનિંગ માં શાકભાજી પણ રોપ્યા છે નમસ્તે